ગુજરાતના મનોરંજન ઉદ્યોગને ઢોલીવુડનાં નામે ઓળખાય છે ઢોલીવુડમાં જૂના જમાનાના ગુજરાતીના ઇતિહાસ અને સાહસિક ચરિત્ર તેમજ જાણીતા સંત સાધ્વીઓ પર ફિલ્મો બનતી હતી જેવી કે સંત જ્ઞાનેશ્વર જેસલ તોરલ વણઝારી વાવ વગેરે વગેરે હાલના સમયમાં વાસ્તવિક જીવનનાં મૂલ્યોના અંક પર ફિલ્મો બને છે જેમાં કોલેજ કાળની મિત્રતા સામાજિક બંધનોનો ચિંતા વગેરે વિષયો પર ફિલ્મો બને છે જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ હોય છે આ પ્રકારની ફિલ્મો દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે કચ્છનો રણોત્સવ સૌરાષ્ટ્રનું ગીર અભ્યારણ્ય વગેરે વિસ્તારમાં આર્થોપાર્જન થાય છે અને તેમાંથી સમાજ સમૃદ્ધ બને છે